સાસંકૃતિક વ્યવહારમાં શિક્ષકને વ્યક્તિઓને સમાજના મૂલ્યો અને નૈતિકોને સમજવા અને અનુસરવા માટેનું માર્ગદર્શન આપે છે શિક્ષણ સાસંકૃતિક વારસાને સાચવીને તેના વૈવિધ્યકરણ કરવામાં મદદ કરે છે ભાષા સાહિત્ય અને કલા વિસ્તરે છે શિક્ષક વ્યક્તિઓને સમાજમાં પરંપરાગત નિયમો અને રીત રિવાજો સમજવામાં થાય છે એને જાળવવામાં આવે છે મગજને ખોલે છે અને વૈશ્વિક માન માન્યતાઓ અને સમાજો સાથે જોડાવા પ્રોત્સાહિત કરે છે શ્રમી જણને મજબૂત બનાવે છે શિક્ષણ વ્યક્તિઓમાં સંસ્કૃતિઓની આધુનિક સમસ્યાઓનો પડકાર માટે નવા અભિગમો લાવવા માટે સક્ષમ બને છે